મારી મનપસંદ ગેમ જિમ્નાસ્ટીક છે જે જિમ્નાસ્ટીકસને આપણે જોઈએ તો દરેક ગેમની મધર ઓફ સ્પોર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે જે બાળકોના અંદર શારીરિક રીતે જોઈએ તો આપણે ફલેક્સીબ્લીટી સ્ટ્રેન્થ પાવર એજીલિટિ અને ઇન્ડોરન્સનો સમાવેશ થાય છે જે બાળકની અંદર સહન શક્તિનું બી કામ કરે છે અને જેટલી બાળકની અંદર નમ્યતા વધે છે એટલું જ આપણને જીવનની અંદર આગળ આવીએ છીએ આપણે જિમ્નાસ્ટીકસ એટલે શરીરના વિવિધ ભાગો સાથે તમારે કરવામાં આવતી ક્રિયાઓને જે તમારા શરીરમાં ઉર્જાનો સ્રોત ઉત્પન્ન કરે છે અને ખેલાડીની અંદર તમને ડીસીજન મેકિંગ પાવર કે તમે સ્પર્ધા દરમિયાન તમે કઈ રીતે તમે કરી શકો છો કેવા પ્રમાણે તમે પરફોર્મન્સ કરી શકો છો તો આ દરેક વસ્તુનું નિર્માણ એ મધર ઓફ સ્પોર્ટ્સ એટલે કે જિમ્નાસ્ટીક દ્વારા તમને જાણવા અને શીખવામાં મળે છે તેમજ બાળકની અંદર ફલેક્સીબ્લીટીનો બી વધારો થાય છે મને જિમ્નાસ્ટીકસ એમાં એટલા માટે ગમે છે કે એની અંદર વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે અમુક પ્રકારની અંદર તો આપણે સાધન સાથે ક્રિયાની સાથે સાથે આપણે મ્યુઝિક સાથે બી ક્રિયા કરી શકીએ છીએ તો એ બી આપણા એક માનોરંજનનો એક ભાગ થાય છે જેમાં આપણે ટ્રેમપોલીન બી કરીએ છીએ વિવિધ વિવિધ યોજનાઓનો આપણે જોઈએ છે અને સાથે સ્ટ્રેટેજી અને ટ્રેનિંગનો એક ભાગરૂપે આપણે બાળકોને તૈયાર કરવા માટે ખૂબ જ સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છે જિમ્નાસ્ટીકસની અંદર ભાઈઓ અને બહેનોનો સમાવેશ થાય છે જેમાં નાનપણની પરિસ્થિતિની અંદર બાળક જ્યારે પણ જિમ્નાસ્ટીક કરે છે તો એની અંદર ફ્લેક્સિબ્લીટી લવચિકતા પાવર અને વિવિધ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે જિમ્નાસ્ટીક એક ખેલાડીને પ્રેરિત કરે છે એટલા માટે મારી મનગમતી ગેમ જિમ્નાસ્ટીકસ છે જે તમારા શરીરના વિકાસની સાથે સાથે તમારો માનસિક વિકાસ બી કરે છે અને ખેલાડીને સારું સ્ટેટ્સ સમાજમાં બી મળે છે અને એમના જીવન જરૂરિયાત માટે બી ખૂબ જ ઉપયોગી છે